આપણા દેશમાં ઘણી બધી રમતો રમાઈ રહી છે જેમાંની એક ઇન્ડોર ગેમ છે અને એક આઉટડોર ગેમ છે ઇન્ડોર ગેમમાં આવે છે ચેસ ટેબલ ટેનિસ કે અને આઉટડોર ગેમ્સમાં પણ ઘણી બધી ગેમ્સ છે જેમાં આવે છે હૅન્ડબોલ ફૂટબોલ વોલીબોલ બાસ્કેટબોલ ક્રિકેટ ઓકે એંડ હા તો મારી ફેવરેટ ગેમ જે છે એ હેન્ડબોલ છે ઓકે હેન્ડબોલ રમવા માટે બહુ જ સારી ગેમ છે એના એમાંથી ને આપણા બોડી ને એક્સસાઇઝ તો બહુ જ ફાઇન થાય છે અને હેન્ડબોલ રમવા માટે ભરપૂર એનર્જીની જરૂર પડે છે જેમાં રનિંગ રનિંગ તો ખાસ જરૂરી છે રનિંગ ડ્રિબલીંગ ઍન્ડ ગોલ કરવાનાં હોય છે ઍન્ડ બીજી ગેમ્સ મારી ફેવરેટ છે ક્રિકેટ તો ક્રિકેટ બી પ્રેક્ષકોને ઘણું બધુ મનોરંજન પૂરું પાડે છે ક્રિકેટના હિસાબે ઘણાં બધાં લોકોને સારું એવો બિઝનેસ મળી રહે છે અને પેલી ચીઅરસ ગર્લ્સ જેમાંથી ચીઅરસ ગર્લ્સ ઍન્ડ કોઈ પણ મતલબ ફૂડ માટેના સ્ટોલ હોય છે એ લોકોને ઍન્ડ મતલબ બધા લોકોને ઘણાં બધાં લોકોને એમાંથીને ઘણો બધો બિઝનેસ મળી રહે છે એના થ્રુ ક્રિકેટ થ્રુ ઓકે અને ફર્સ્ટ તો પેહલા તો ક્રિકેટ બહુ જ બોરિંગ લાગતો બધા ને કેમકે બહુ લાંબો ચાલતો ઓવર બહુ ફિફ્ટી મતલબ બહુ ઝાઝી ઓવર હતી હવે એ આઈપીએલમાં આવી ગયું છે તો આઈપીએલમાં ઓન્લી ટવેન્ટી ઓવર હોય છે જે જલ્દી ખતમ બી થઈ જાય છે અને લોકોને જોવાની મજા બી બહુ આવે છે પ્લસ પ્રેક્ષકો બધાં છે ને એ કોમ્પીટીશનના લેવલથી જુએ છે તો એ લોકોને બહુ જ મનોરંજન મળી રેહ છે ઓકે ઍન્ડ હોકી એ આપણી રાષ્ટ્રીય રમત છે હોકી હોકી બી લોકોને બહુ જ મનોરંજન પૂરું પાડે છે એન્ડ હવે વાત લઈએ તો કબડ્નીડી તો કબડ્ડી બી બધાંને બધાં લોકોને બહુ જ મનોરંજન પૂરું પાડે છે એમાં તો બહુ જ સ્ફૂર્તિની જરૂર પડે છે અને કબડ્ડી રમવા માટે કબડ્ડી કબડ્ડી એ બહુ જ સારી ગેમ છે ઓકે પછી આપણે ઇન્ડોર ગેમમાં લઈએ તો ઇન્ડોર ગેમમાં બી ચેસ તો ચેસ તો ચેસ માટે તો બહુ જ એના ચેસથી ને મગજની કસરત થાય છે ચેસ રમવા માટે મગજને કસવું પડે છે અને ચેસ બી એકદમ બહુ જ મનોરંજન પૂરું પાડે છે પ્રેક્ષકોને ઓકે અને પછી લઈએ તો કેરમ છે પછી ટેબલ ટેનિસ છે ઓકે ઓકે એ બધી ગેમ બહુ જ પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડે છે